દિવાળીના સેલ દરમ્યાન એક વેબસાઇટ પરથી મેં એક મિક્સર ઓર્ડર કહ્યું હતું અને તેની કિંમત પણ ઓછી હતી શરૂઆતમાં એક બે વખત ઉપયોગ કરતા મિક્ષ્ચર જે છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરતું હતું પરંતુ થોડા દિવસ પછી અચાનકથી જ મિક્સરમાં તકલીફો આવવા લાગી મેં બે ત્રણ વાર સેલરનો કોન્ટેક્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ ત્યાંથી પ્રોપર જવાબ મળ્યો નહીં મેં બે ત્રણ વાર અહીંયા લોકલ શોપ પર જઇને પણ તેને રીપેર કરાવ્યું પણ તે સરખી રીતે ચાલી શક્યું નહીં આ પ્રોડક્ટથી મને ખૂબ જ નિરાશા થઇ હતી અને હવે હું તે વેબસાઇટ પરથી ક્યારેય કોઇ પ્રોડક્ટ ખરીદીશ નહીં